મને મારા સ્થળે પહોંચવામાં કેટલો સમય લાગશે રસ્તો બની રહ્યો છે એટલે નવો માર્ગ લઈ રહ્યો છું તો મને અંદાજે કેટલો સમય લાગ લાગે તે જણાવશો